હાલો હા સાહેબ હા સાહેબ રૂમ સર્વિસ ઓકે સાહેબ હા સાહેબ શું સાહેબ શું સેવા કરી શકીએ અમે તમારી ઓકે સાહેબ બોલો ક્યું ફૂડ જમવા માંગશો તમે ઓકે સાહેબ પંજાબી હહ પનીર લવાબદાર આગળની આઈટમ સાહેબ ઓકે સાહેબ જેવી તમારી અનુકૂળતા સાહેબ અમે ગુજરાતી વાનગીમાં ત્રણ પ્રકારના શાક રાખીએ છીએ જેમાં મગનું શાક સેવ સેવ ટમેટાનું શાક અને બટાટાનું શાક જેની સાથે રોટલી રાખીએ છીએ એમાં ઘીવાળી અને નોર્મલ રોટલી પ્લસ રોટલા પણ રાખીએ છીએ અન જેમાં બાજરાનો રોટલો જુવારનો રોટલો અને આપણે મકાઈનો રોટલો એ ત્રણ રોટલા રાખીએ છીએ પ્લસ તેની સાથે છાશ ઠંડી મસાલાવાળી છાશ પ્લસ પાપડ પ્લસ સંભારો સંભારાઓની આઈટમ પણ અલગ અલગ પપૈયાંનો સંભારો મરચાં અને ભૂંગળા ઓકે સાહેબ ડેઝર્ટ મીઠાઈમાં આપણી પાસે રસગુલ્લા છે જલેબી છે શ્રીખંડ છે શ્રીખંડમાં પણ આપણી આગળ અલગ અલગ વેરાયટી છે રાજભોગ છે ડ્રાયફ્રૂટ છે કેસર છે એવી અલગ અલગ વેરાયટીના શ્રીખંડ પણ છે જી સાહેબ ઓકે સાહેબ ત્યાં ચાલો તમારી રૂમમાં અમને ફાસ્ટ સર્વિસ કરી આપીએ ઓકે સાહેબ થેન્કયુ સાહેબ